ભારતની અંદર આ રાજનીતિ છેને એ બહુ વિચિત્ર છે આ એકબીજાનું જે પક્ષા પક્ષી કરે છેને એના કરતાં આપણો ભારત દેશ કઈ રીતે આગળ આવે ને એ વિચારવું જોઈએ કેમકે આજે કોઈ માણસ દેશ માટે સારું કરતો હોય તો એના વિષે ખરાબ વર્તન કરી અને એને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવો જોએ પણ એના પાછળ ખેંચવાના પ્રયત્ન ન કરવા જોઈએ દાખલા તરીકે આપણા અત્યારે માનનીય નરેન્દ્ર મોદી જે છે એ ખૂબ કર્મઠ નેતા છે અને એ ભાજપનું ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે અગર મને જો એમને કોઈ વાર મળવાનું થાય તો હું એમને પૂછીસ કે આપણા દેશમાં અમુક પ્રશ્નો એવા છે કે જે તમે એને એનું નિરાકરણ લાવી શકો એમ છો જેમકે આ મોંઘવારી ગરીબી અને એમાં જો આ અમુક જે છે આ પોલીસ તંત્ર છે એ થોડુંક એમાં સુધારો કરવાની જરૂર છે લોકો આજ જેને ભણતરમાં થોળીક રાહત આપવી જોઈએ અને ભણતરમાં રાહત તો આપવી જ જોઈએ સાથે સાથે આજે દવાખાનાનું છે એમાં થોડીક રાહત મળવી જોઈએ અને ભણી રહ્યા પછી માણસને રોજગાર મળી એવી વ્યવસ્થા કરવી જોઈએ